નમસ્તે નમસ્તે હા બોલો બોલો અને આપડે ક્યાં પ્રકારનું આપણને એકાઉન્ટ ખોલાવું છે ઓકે કરંટ ખોલાવાનું છે બિઝનેસ પ્રકારનું એકાઉન્ટે મતલબમાં તેમાંય ખોલાવાનું કરંટ ઓકેને તોય આપને અહિયાં આવ્યાં પેલા આપણે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે તો ડોક્યુમેન્ટ તમે જરાક નોટ કરી લેજો ઓકે આપનું આધાર કાર્ડનું આઈડી પ્રૂફ જોશે એકસાથે પછી આપનું કરંટ એડ્રેસ જે આપણે હાલ રેતા હોય ત્યાંનો ઓકે પછી આપ જે બિઝનેસ કરતાં હોય એનુ લાઈસન્સ એટલે કે તમે જે પણ કોઈ પણ પ્રકારનું બિઝનેસ કરતાં હોય એનું લાઈસન્સ અને બીજા તમારે જીએસટી તમે ભરતા હશો રિટર્ન ફાઇલ કરતાં હશો ને હાં ઈ જોશે બરોબર પછી તમે ઈયાં આવો એટલે એ બધી પ્રોસેસ આગળ શરૂ થાશે એની અંદર એકાઉન્ટ સોર્સ હોય એ આપણને પસંદ કરવાનો રેશે બરોબર એટલે કે ટેલી જોહો બરોબર હવે અ આગળની પ્રક્રિયા તમે અહીંયાં આવશો બરોબર પછી શરૂ થાય

હહ હ

આપને શું હું કેવાય બિઝનેસ છે ને એ આપણને લાખ રૂપિયા સુધીની રેશે બરોબર એક હા હા હા હા કઈશ કરાવી શકો અને પાન કાર્ડ હોય એટલે આપણે કોઈ પ્રોબ્લેમ ના થાય હ હ હ હ ના ના ઈ આપણને પ્રોવાઈડ કરી આપી એને અમે ઈ આપને આપને ગેરંટી આપીયે ઈ બાબતની વેલકમ